હા વધતાં જતાં પેટ્રોલના ભાવ મારા બાઇકિંગ પર અસર કરે છે વધુ પડતો ઈંધણનો ઉપયોગ કરવો જોઈએ નહીં ભારતમાં ઈંધણની બહુ કમી છે ઈંધણ વિદેશથી મગાવવું પડે છે ઈંધણ એ પર્યાવરણ માટે હાનિકારક છે વૃક્ષો અને પ્રાણીઓ દટાવાથી લાખો વરસો પછી ઈંધણ બને છે ઈંધણ એ ઓછા પ્રમાણમાં વાપરવું જોઈએ ઈંધણનો ઉપયોગ વધુ કરવો જોઈએ નહીં તે પર્યાવરણને નુકસાન કરે છે